અમારા ગામમાં વીજળી કાપ મૂકે ત્યારે અડધાને મુશ્કેલી ઘણી બધી ઊભી થઈ જાય છે ત્યાંનાં લોકો લેપટોપ વાપરે છે તેમને પણ લાઇટ જાય ત્યારે મુશ્કેલી પડે છે હવે તો ઘણા બધાને ત્યાં ઇનવેટર આવી ગયાં છે માટે ઘણાં લોકો ઇનવેટર પર કામ કરી શકે છે એ એ લોકોને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અને જ્યારે લાઇટનો કાપ હોય ત્યારે બાળકોને ભણવા માટે ઘણી બધી તકલીફ ઊભી થાય છે આ આધુનિક જમાના પ્રમાણે લાઇટ હોવી જરૂરી થઈ ચૂકી છે